તમે સ્ટુડિયોમાંથી વાત કરો છો મેં શૂટ કરવા શૂટ કરવા માટે ફોન કર્યો હતો એઝ અ મોડલ તો તમે કયા કયા ટાઈપના શુટ કરો છો મતલબ

મારે એટલે મારા વેડિંગ શૂટ માટે જોઈએ છે મતલબ એઝ અ મોડલ હમણાં ટૂંક સમય જ છે મારાં લગ્ન તો મતલબ હા પ્રિ વેડિંગ માટે જ તમે કોઈ સજેશન આપી શકો તો એવું મતલબ સ્પેસિફિક કોઈ એવું અનુકૂળ તો અનુકૂળ તો બધી જગ્યાએ છે કે આપણે કંઈ વાંધો છે નહીં અગર બહારે કોઈ સારી પ્લેસ તમને કોઈ પ્લેસ ખ્યાલ હોય લોકેશન સારું તો બીચ ઉપર છે અલગ અલગ રીતે પ્રી વેડિંગ કરવું છે તો હા નેચર હા હા આપી શકે અને ઓલું કોસ્ચ્યુમ્સ ને એ બધું અચ્છા તો કોઈ તો કેટલા મતલબ કેટલો ટાઈમ લાગશે મતલબ કેટલા દિવસ સુધી મારે બસ થોડાક જ દિવસ છે દસ પંદર દિવસ જેવા અને પછીથી સ્ટાર્ટ કરી દઈએ આપણે તો

બજેટ મારું આપણે તો ત્રીસ પાંત્રીસ સુધી ચાલીસ સુધી વાંધો નથી હા તો આજથી પહેલી ઓક્ટોબર

સારું તે હું તમને અપોઇન્ટમેન્ટ મારી બુક કરી લેજો તો હું પછી ફોન કરું તમને એ હા થેન્ક્યુ